અમારા ગામમાં ઘણા બધા વેપારો થાય જેમ કે કપડાનો વેપાર થાય છે શાકભાજીનો વેપાર થાય છે ખાણી ખાણીપીણી ઘણી બધી વસ્તુઓનો પણ વેપાર થતો જોવા મળે છે જીવન જીવવાની વસ્તુઓ જેમ કે જીવન જીવવાની વસ્તુઓમાં બધી વસ્તુઓનો સમાવેશ થતો હોય છે કપડાઓ સીલાઈ મશીન સુથારી કામ લુહારી કામ વગરે બધી વસ્તુઓનો પણ વેપાર થતો જોવા મળતો હોય છે